સોસ્યલ મીડિયામાં આમ તો ઘણા બધા એવા ફયુચર્સ આપણને જોવા મળે છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આપણને જે સચોટ માહિતી આપી શકે છે એવા જે ફીચર્સ છે એની અંદર આપણે ઈન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટરનો ઉપયોગ કરી શકીએ છીએ આ ત્રણ એવા માધ્યમો છે કે એના દ્વારા આ મનુષ્યોને બધી બધી સાચી અને સચોટ માહિતી આપી શકે છે અને આમના દ્વારા આપણને સારા સમાચાર મળી શકે છે અને આ સમાચાર એટલા વિશ્વનીય હોય છે કે એ આપણને આપણા જે વર્તન છે જે આપણા જીવનની અંદર જરૂરી છે એવા દરેક પ્રકારના સમાચારો આ ફીચર્સ દ્વારા આપણને સચોટ રીતે પ્રાપ્ત થતા હોય છે